હું મારી લાઈફને શેર કરું તો રનિંગ બાબતે મને બચપણથી જ આર્મીમાં જવાનો બહુ શોખ હતો અને આર્મી જ મારા માટે બધુ જ કહી જ શકાય આર્મી જ હતું એમકે એ જ મારો ધ્યેય એ જ મારો ગોલ એ જ મારું સપનું જે કાઈ હોય તો આર્મી કહી શકાય એ આર્મીને ધ્યાન રાખીને અમે ધોરણ દસ સ્ટાન્ડર્ડથી રનિંગ મતલબ મારી એજ પંદર વર્ષ સોળ વરસ આસપાસ ત્યારથી જ મેં રનિંગ દોડવાનું ચાલુ કરી દીધેલું પણ ત્યારે અમને ખબર નહતી કે કેટલો દોડવું કઈ રીતે દોડવું પ્રેકટીસ કોને કહેવાય તે કેવી રીતે દોડવું કેવી રીતે ન દોડવું એ કોઈ જ કાંઈ માહિતી હતી નહી જેની કોઈ ખબર ન હતી અમને ફક્ત એટલું હતું કે આર્મીમાં દોડવાનું માંગે છે તો બસ દોડી જાવાનું સવારે ચાર વાગે ઊઠી રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર જઈ અને બસ ચડ્ડી ટી શર્ટ પહેરી શુઝ પહેરી દોડવા માંડતા કોઈ જ ખબર નહોતી કોઈ નોલેજ નહોતું આર્મીના જવાન ભૂત સવાર હતું અટલે દોડવાનું રનીંગનું સ્ટાર્ટ કરેલું એ પછી અમે રનિંગ તો કોમ્પ્લેટ થઇ જતી અમારી અમુક જે ત્રણ મહિનાની અંદર અમે જ રનિંગ કમ્પ્લીટ કઇ રીતે મેં ને મારા ફ્રેન્ડે તો જોઇયે તો અગયાર કિલો મીટર ડેલી પ્રેકટિસે અમે પહોંચી ગયાં હતાં પછી અમને એક કોચ મળેલા ત્યાં જ એ અમારી ડેલી અમારી રનિંગ જોતાં નજર નાખતા કે આ છોકરાઓ સારું દોડે છે પછી અમને અમને પ્રેકટીસ કે હું તમે આ રીતે ન દોડો તમને હું શીખવાડીસ કઈ રીતે દોડવાનું કેટલું દોડવાનું કેટલું ન દોડવાનું કેટલો આરામ કરવાનો કેટલું જમવાનું એ બધી જ માહિતી એ અમારા કોચ હતા એમને અમને આપેલી કે ભઈ એ ત્રણ મહિના ચાર મહિના રનિંગ કર્યા પછી અમે પ્રેક્ટિસમાં જે ટાઈમ ટેબલમાં દોડવાનું કહી શકાય એ રીતે અમે દોડવાનું ચાલુ કરેલું પછી એની અંદર ને અંદર જુનાગઢ પાંચ કિલો મીટર મેરોથોન રાજકોટ અગયાર કિલો મીટર મેરોથોન પ્લસ આમ ગામડાઓની ગોંડલ હસે અજીરાવ ગાયબ શોરી ભગવત સિહ મહારજ મેરોથોન દોડનું આયોજન થયેલું હતું એની અંદર છત્રીસ કિલો મીટર મેરોથોન દોડ આવી બધી મેરોથોન દોડમાં મેં ભાગ લીધો હતો જે કમ્પ્લીટ એ કરેલી હતી કોઈ મેડેલ કે કોઈ નંબર નથી આવેલો પણ એક મને હતું કે મારે કમ્પ્લીટ કરવી છે તો મેં કમ્પ્લીટ કરી હતી ઘણાં વર્ષ પહેલા એ પછી મારુ બે હજાર આઠ અને નવમાં બાઇક એક્સિડન્ડ થઇ ગયેલું હોવાથી મે રનિંગ છોડી દીધેલી ત્યારે ધ્યેય હતો એક ગોલ હતો કે આર્મીમાં જવું છે આર્મી જોઇન્ટ કરવી છે અને એવું રનિંગ જ હતું કે રનિંગ કે દોડ ને કે દોડવું જ પણ અત્યારે ખાસ હવે મારી એજ પાંત્રીસ વર્ષની છે જે આર્મી ને પોસિબલ નથી પ્લસ મને પગમાં ફેક્ચર છે ફેક્ચર વાળો પગ છે જે આર્મી અલાઉડ ન કરે એ પછી મેં રનિંગ બહુ છોડી દીધેલી એટલે બંધ જ કરી દીધેલી પછી હાલમાં જોઇયે તો અત્યારે હું મતલબ મારી હેલ્થ માટે મારા શરીર માટે વોકિંગ કરું છું જે સવારે કરી કઈ શકાય બે પાંચ કિલો મીટર કે એવું વોકિંગ શરીર માટે વોકિંગ કરીએ છીએ જ્યારે રનિંગ સાવ નથી કરતાં દોડતા નથી તેમજ યંગ અઢાર એજ સોળ એજ જે હતી ત્યારે તો ઘણી રનિંગ કરેલી ને ઘણું દોડેલા અત્યારે હાલ કોઈ એવો ખાસ ત્યારે ધ્યેય હતો અત્યારે એવો આ છેત્રમાં રનિંગ બાબતે કોઈ ખાસ ધ્યેય નથી